ખેડૂતો ખેતીની સાથે સાથે પશુપાલનનો વ્યવસાય કરી શકે આજે ગુજરાત રાજ્યની અંદર ડેરી ઉદ્યોગ ખૂબ વિકસ્યો છે તો ખેડૂત લોકો છે એમને ત્યાં પોતાના ખેતરની અંદર ઘાસચારો પૂરતા પ્રમાણમાં મળી રહે એ માટે તેઓ ગાય ભેંસ વગેરે રાખી અને દૂધનું સારું ઉત્પાદન કરી શકે છે અને આજે દરેક ગામની અંદર ખેડૂતમાં દૂધ સહકારી ઉત્પાદક મંડળીઓ હોય સરાફી મંડળીઓ હોય છે તો એની અંદર દૂધ આપવામાં આવે તો ખેડૂતોને પૂરતું વળતર પણ મળે છે અને આ ઉપરાંત જે દેશી ખાતર છે એ પણ જો ખેડૂતો ખેતીની સાથે સાથે પશુપાલન કરતાં રહે તો એમને એમ કે એનો ખાતર તરીકે પણ દેશી ખાતર પણ એમને મળી રે એટલે એ ઓર્ગેનિક ખેતી કરવામાં પણ એમને ઘણો સરળ ફાયદો રહે છે અચ્છા એટલે આ એક વ્યવસ્થા એ લોકો કરી શકે આ ઉપરાંત ખેતીની સાથે સાથે ખેડૂતો છે એ માની લ્યો કે નાના બગીચાઓ શાકભાજીના કે એ ટાઈપના કરી શકે શાકભાજીનું ઉત્પાદન કરી શકે અને એમાંય આજે માની લ્યો કે જંતુનાશક દવાઓનો ઉપયોગ ન કરે અને એકદમ એમ કે કોઈ પણ પ્રકારના રાસાયણીક ખાતરો કે જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યા વગર જે જૂની આપણી દેશી ખેતીની પદ્ધતિ હતી કે કોઈ પણ દવાનો ઉપયોગ ન થતો કોઈ પણ રાસાયણીક પ્રકારના ખાતરોનો ઉપયોગ ન થતો એ રીતે જો ખેતી એ પોતાને એમ કે શાકભાજીના નાના પ્લાન્ટ કરે એમકે નાના પ્લોટની અંદર કે નાના ખેતરની અંદર એ માની લ્યો કે કોઈ ખેડૂત પાસે વીસ એકર જમીન હોય તો એમાં એક એકરમાં શાકભાજીનું ઉત્પાદન કરે અને તો એ ખૂબ સારી એવી આવક મેળવી શકે આ ઉપરાંત ખેડૂતો માની લ્યો કે આંબાના બગીચા છે કેળાંના બગીચા કેળ છે એ ચીકુ છે લીંબુ છે એના ખેતીની સાથે સાથે ઘઉં બીજો રવિ જે પાક છે શિયાળું પાક છે ઉનાળું પાક છે એ બધા પાક તો મેળવી જ શકે પણ આ ઉપરાંત માની લ્યો કે આંબાનું વાવેતર આ ખાસ કરીને પાણી જો પુરવઠા સારું હોય ખેતીની અંદર તો આંબાના બગીચાનું પણ એક સારામાં સારું ઉત્પાદન ખાસ કરીને અમારા સૌરાષ્ટ્ર વિસ્તારમાં કેસર કેરી જે છે જુનાગઢ ડીસ્ટ્રીક્ટ તાલાળા ગીર સોમનાથ જે છે પછી વંથલી જુનાગઢ સોરઠનો જે વિસ્તાર છે વંથલી એ બધા વિસ્તારમાં કેસર કેરીનું ખૂબ સારું ઉત્પાદન થાય છે હવે કેસર કેરીનું ઉત્પાદન માત્ર જુનાગઢ સોરઠ કે ગીર સોમનાથ પૂરતું સીમિત નથી રહ્યું પણ આજે કચ્છના ખેડૂતો પણ કેસર કેરી ખૂબ સારી એ એમ કે સારા એવા વિપુલ જથ્થામાં ઉત્પાદન કરે છે કેસર કેરીનું તો આમાંથી ખેડૂતોને ખૂબ સારી આવક મળે છે અને જે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પણ એવી લાગણી છે કે ખેડૂતોની આવક બમણી થાય તો માત્ર ખેડૂતો એમકે મગફળી કે એમકે ડાંગર કે એવો પાક ચોમાસામાં વાવે અને દિવાળી ઉપર એ પાક લણે અને શિયાળું પાકમાં ઘઉં ચણા તુવેર દાળ આટલું ઉત્પાદન કરે પૂરતું નથી એમ એની સાથે સાથે પશુપાલન પછી માની લ્યો કે ફળના બગીચાઓ શાકભાજીના બગીચાઓ આ થોડુંક જો ડેવલપ કરે તો ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનવા માટે પણ સરળ રહેશે